એક વખતે મેં એમેઝોન ઉપરથી કુર્તી મંગાવી હતી ગુલાબી કલરની એ વખતે મેં એલ સાઈઝ જોઈને મંગાવી હતી પણ જ્યારે કુર્તી મારા હાથે આવી ડિલિવરી બોય જ્યારે ડિલિવરી કરીને ગયો તો મેં જોયું ખોલીને તો રંગ તો જેવો અંદર બતાવ્યો હતો એ હિસાબનો જ હતો પણ જે સાઈઝ મેં મંગાવી હતી એ લાંબી મંગાવી હતી જેમ અંદર ફોટોમાં બતાવતી હતી એ લાંબી હતી અને આવી તો એ બહુ ટૂંકી હતી મારા ઉપર સારી નહોતી લાગતી એનું કાપડ તો સારો જ હતો પણ જેમ ફોટોના અંદર બતાયું હતું અસ્તીનમાં લેસ હતી ગોલ્ડન કલરની એ લેસ પણ નહોતી વ્યવસ્થિત રીતે અને બરોબર રીતે નહતું કાપડ કાપડ તો સારું હતું પણ ઓવરઓલ નહોતી સારી લાગતી ને મારે પછી મારું મગજ ખરાબ થયું ને નહોતી સારી લાગતી તો મારે ફરીથી પાછી આપવી પડી ને એ વખતે મને બહુ જ દુખ થયું હતું કે મારી મનગમતી કુર્તી ના સારી લાગી